અરે દોસ્ત શિતલ આ મારા હવે આ ડાયવોર્સ તો પ્રોસેસ થઈ ગયા તો હવે મારે પાસપોર્ટમાં નામ બદલવું પડશેને કારણ કે તેમાં નામ પતિનું હોય તો મારે પાછું મારું જૂનું નામ કરાવવું છે તો એની પ્રક્રિયા સમજવી પડશે તો તને કંઈ ખબર છે કે જેણે હમણાં નામ અપડેટ કરાવ્યું હોય કે પછી હું પાસપોર્ટ ઓફિસ પર જઈને જ પૂછપરછ કરી આવું પાસપોર્ટ ઓફિસ પર જો મારે છે ને કેટલી પૂછપરછ કરવાની છે કે મારે અરજી લખવાની છે કે પછી હું ઓનલાઈન ફોમ ભરી શકું અને મારે કેટલા દસ્તાવેજ એમાં ઝેરોક્ષ કરાવીને અટેચ કરવાના છે બસ આટલું બે વસ્તુ ખબર હશે તો હું પ્રક્રિયા પાસપોર્ટ અપડેટ કરવાની ચાલુ કરી લઈશ